મારા મતે તો નૃત્યમાં જે પશ્ચિમી નૃત્ય છે પશ્ચિમી જે લોકો ડાન્સ કે બહુ ગમે છે એના કરતાં તો આપણા ભારતના જે ભરતનાટ્યમ છે એ કચકલી છે યા કથકલી છે એ બધા સૌથી બેસ્ટ આપણા નૃત્ય છે આજે પોપ સોંગને આજે પશ્ચિમીના જે ડાન્સ છે એ જરા બી એના કોઈ સ્ટેપ પ્રોપર હોતા નથી એના કરતાં આપણા જે ભારતીય જે નૃત્ય છે એ નૃત્યમાં આપણે આપણા શરીરને આખી એક્સસાઇઝ મળે છે ઇવન આપણી બોડી બી સ્લીમ ટ્રીમ રહે છે અને આપણી જે ભારતનો જે વારસો છે એને બી આપણને આગળ વધારવાનો મોકો રહે છે ને એમાં એક શરમ છે એક લિહાઝ છે ને એક સુંદરતા એમાં છે જે ખૂબ જ સુંદર નૃત્ય દ્વારા આપણે બહાર પાડી શકીએ છીએ